શાસ્ત્રીય સંગીતની જ્યારે હું વાત કરું ત્યારે મને શાસ્ત્રીય સંગીત ગાયા કરતાં મને છે ને શાસ્ત્રીય સંગીત સાંભળવું ગમતું હોય છે કારણ કે શાસ્ત્રીય સંગીત ગાવા માટે થઈને એના જેટલા પણ રિયાઝ કરવા પડે કેટલો એનામાં વિશારત હાસિલ કરવી પડે મેળવવી પડે ત્યાર બાદ એને આપડે શાસ્ત્રીય સંગીતને આપડે ગાઈ શકીએ છે પણ શાસ્ત્રીય સંગીતની અંદર ઘણી અમુક હરકતો છે એની અમુક લય છે એના અમુક સૂરો છે એના અમુક એના વાઇબ્રેટો જેને કહેવાય એ દરેક વસ્તુમાં બઉ જ તકલીફ પડતી હોય છે એના માટે જ થઈને કહે છે મુખ્ય તમે એના રિયાઝ કરો સવારના પોરમાં તમે એને એની પ્રેક્ટિસ કર્યા કરો ત્યાર બાદ તમને ખબર પડશે કે શાસ્ત્રીય સંગીત વિશે એક્ચુયલ જાણકારી તમને ખરી જાણકારી તમને ક્યારે મળે છે